હલો હા બોલો બરાબર શું નામ પુરૂં નામ બોલો બરાબર બોલો હાલ શું કામ હતું શા માટે

રિટર્ન આવવાનું છે અરે એમ નહીં ચાર દિવસ માટે જવાનું છે તો તમને ખ્યાલ હશે કે જેમને એના એકજેક્લી બે અઠવાડીયા પછી એની એકજામ પણ સ્ટાર્ટ થવાની છે તો તમે એનું ધ્યાન રાખી શકશો એને બાકી રહી જશે જે એને આગળથી તકલીફ ના પડે એક્ઝામમાં તકલીફ ના પડે એના માટેનું જે છે તમે એને આગળથી બધું જે આવશે બધુ સોલ કરાવવું તમારી જવાબદારી રહેશે એમની જાહેરાતો જે પ્રમાણે ચાલુ રહેશે એ પ્રમાણે તેમનો અભ્યાસક્રમ તો ચાલુ જ રહેશે જે એક એક વિદ્યાર્થી માટે કે પાછળ ના લઈ શકે સારું વાંધો નહીં ધન્યવાદ